હમણાંથી એટલે હમણાના ટાઈમમાંથી ગુજરાતમાં અમુક વ્યાપાર એવા શરૂ થયા છે અને હું ગર્વ સાથે એવું કહી શકું છું કે જે વ્યાપાર છે એમાં અડધા કરતાં વધારે જે વેપાર છે એ મહિલાઓ હેન્ડલ કરી રહી છે હમણાં થોડા વર્ષોથી એક ફળ છે એનું નામ ફીંડલા છે તો એનું જે રસ હોય છે એનું વેપાર શરૂ થયું છે અને હું અમુક લોકોને ઓળખું છું જેમણે બહુ નાનાં સ્થળે એ વસ્તુ શરૂ કરી હતી અને એ લોકો બહુ જ આગળ વધ્યા છે અને પછી અમુક જે મહિલાઓ હોય છે એ ઘરેથી અમુક ફરસાણ ને વાનગીઓ બનાવીને એટલે પેકેજીંગ કરવા માટે મોકલે છે અને ત્યાંથી બધી જે આપણાં શહેરની જે બી શોપ્સ હોય છે ત્યાં એ બધી વસ્તુઓ જતી હોય છે એટલું તો મેં જોયું છે અને મને એવું લાગે છે કે એમને બહુ નાનાં સ્તરેથી વસ્તુ શરૂ કરી હતી પણ આજે જે અમુક લેડીઝ છે એમનાં એમની વાનગીઓ જેમ કે હાંડવો છે પછી અથાણું છે પાપડ છે તો એ ઘણી બધી શોપ્સમાં જતી હોય છે અને એમને સફળતા મળી છે એ નાનું ભલે શરૂ કર્યું હોય પણ એમને સફળતા તો ડેફિનેટલી મળી છે